ગુજરાતમાં શિક્ષણ પ્રજ પ્રણાલી વંચિત સમુદાયો માટે શિક્ષણની અપૂરતી પહોંચની સમસ્યાને કેવી રીતે સંબોધી રહી છે ગુજરાત સરકારે પણ શિક્ષણ માટે ઘણા પ્રયત્નો કર્યા છે જેમાં જે વંચિત સમુદાયો છે એટલે કે આપણે એમ સમજી શકાય કે દૂર સુદૂર ગામડાના વિધાર્થીઓ હોય અથવા તો હા તો તેને સારી લાઇબ્રરી કે સારા પુસ્તકાલયો ની વ્યવસ્થા મળતી નથી તો ગામડા ગામનું વિધાર્થી કેવી રીતે સારું શિક્ષણ મેળવે અથવા તો કેવી રીતે એ સારી લાઇબ્રેરી પુસ્તકાલયની એનું એ બની શકે મેંબર સભ્ય બની શકે તો આપણે એમાં વિચારીએ તો એ એટલું સરસ પ્રયોજન કરવામાં આવે છે કે સ્ટુડન્ટ્સને વિધાર્થીઓને ઇ મેંબરશીપ આપવામાં આવે છે એટલે ઓનલાઈન સભ્ય બની શકે છે અને એ બધી ઇ લાઇબ્રેરીસ જેમાં ઇ પુસ્તકા પુસ્તકો હોય છે એટલે ઓડિયો બુક્સ હોય જે વિવિધ વિષયો માટે તૈયાર થયા હોય શૈક્ષણિક વિષયો પણ હોય એમાં સારા સારા મેગેઝીન્સ અને અને સા એ એટલે કે સારા વાંચન માટેની પૂરેપૂરી વ્યવસ્થા મળી શકે કોઈ પણ વિષય ઉપર તમે સબ્જે સિલેક્શન તમે સિલેક્ટ કરો એટલે તમને આખું લિસ્ટ મળે જેમાં કૈં આ વિષયની ઉપર શું બધું અવેલેબલ છે શું બધું શક્ય છે શું નોલેજ અત્યારે આ લાઇબ્રરીમાં માહિતીઓ આ લાઇબ્રરીમાં પ્રકાશિત કરેલી છે તો વિધાર્થીને કંપ એનો પૂરો ધ્યાન આવે અને વિધ્યાર્થી એ રીતે એ માહિતીનો ઉપયોગ કરી શકે અને કદાચ દૂર સુદૂર ગામડા તો બરાબર છે એ રીતે પણ વિચારી શકો કે કોઈ અંધ વિદ્યાર્થી છે જાણ જ્ઞાનની જિજ્ઞાસા તો સૌને હોય તો આવા સમુદાય હોય તે લોકોને પણ જ્યારે તમે ઇ લાઇબ્રેરી જેવું જો સગવડ આપી શકો તો આ ઇ પુસ્તકાલય બધે જ પહોંચી શકે અને એમાં પણ તમે ઓડિયો બુક્સ અને ઓનલાઈન વાંચન વ્યવસ્થા પણ હોય છે સમટાઈમ કેટલીક વાર પર્સનલાઇઝ લર્નીગ એટલે કે વ્યક્તિગત શિક્ષણની પણ વ્યવસ્થા હોય છે તમે કોચિંગ લઈ શકો તમે શિક્ષકને ના માધ્યમથી કોઈ પર્ટી કોઈ એક વિષય વિષે પણ રિસર્ચ કે ડેવલપમેન્ટનું કાર્ય કરી શકો એટલે એકદમ નાના એટલે શૈક્ષણિક લેવલથી માંડીને તમે રિસર્ચ પિએચડી લેવલ ડૉક્ટરેટ લેવલ સુધી પણ કાર્ય કરવા માટે આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો તો મારા ખ્યાલથી ગુજરાત સરકારે પણ આની માટે ઘણા પ્રયત્નો કર્યા છે અને પ્રાઇવેટ એટલે કે અદ્યતન શાળાઓ પણ આ બાબતે ખૂબ જ જાગૃત છે